હાલો યસ યસ

હા બસ મેં ફોન કર્યો છે એ લોકો રસ્તામાં જ છે

હા અત્યારે હં હં ના ના સાચી વાત છે અત્યારે મજૂરોનો ભાવ અઢીસો રૂપિયા ચાલે છે હાજરી હા કારીગરનો વધારે ચાલે છે પણ મજૂરોનો અઢીસો રૂપિયા ચાલે છે પછી તમે પણ સાથે સાથે વાત કરી લેજો કે આપણે કેટલા આપવાના કે શું છે શું નહીં હજાર ઇંટો મેં ફોન કર્યો એ સાલો કહેતો તો રસ્તામાં છીએ પણ હજુ આવી નથી સાલી હં રેતી રેતી તો આવી ગઈ છે કપચી હા બસ જો કપચી આવી જો હા જો કપચીવાળો નાખે જ છે હા આવી ગઈ ના ના કંઈ વાંધો નહીં હું એ રીતના ટ્રાય કરીશ કે સો ટકા સો ટકા સો ટકા હં કોઈ વાંધો હા હા ના ના તમારે એની ચિંતા કરવાની રેહેશે નહીં બરાબર કેમકે હું મારી રીતના

હં હં હં હં મજૂરો દસ દસ મજૂર આવ્યા છે બીજા આપણે વધારે જોઈએ છે ના બસ જો દસ આવ્યા છે અને બીજા જોઈએ છે બીજા બે ત્રણ જણ જો ખૂટશે ને તો આપણે અહીંયા ચોતરેથી લાવી દઈશું બરાબર છે તો પછી શું કે સાંજ સુધી આપણે કરી લઈએ એડજેસમેન્ટ બરાબર અને કંઇ બી તમારા જેવું એવું લાગતું હોય તો તમે મને ફોન કરજો કે આપણે આ વસ્તુ જોઈએ છે તો એ વસ્તુ આપણે મોકલાવી દઇશું બરાબર છે બીજું કંઇ હોય તો જણાવો સર ના ના કંઇ વાંધો નહીં એ તો તમારે નહીં જોવું પડે તમારે તમે એવું સમજો કે તમે મને રાખ્યો છે મેનેજર તરીકે તો તમે બિન્દાસ સમજો બરાબર છે હા એકદમ બિન્દાસ તમે આરામ કરો હું બધુ અહીંયા જોઈ લઇશ કે કેટલી રેતી ખૂટે છે કપચી ખૂટે છે આ જો સિમેન્ટવાળો અબી જ આવ્યો જો બરાબર એટલે તમારે ના ના વાંધો નહીં છે બધું જ છે હવે ખાલી આ મજૂરો આવી ગયા અને આ એ આવી ગયું એટલે હવે વાંધો નહીં અબી કામ ચાલું કરાવી દઈએ હં વાંધો નહીં તો નવી સાઇટમાં હોવ લખી દો કંઈ વાંધો હં બરાબર વાંધો નહીં એ તો હું લખી લઉં છું બીજું ઓકે ચાલો હા વાંધો નહીં વાંધો નહીં એ કંઇક પચાસ હજાર લાખ જેવા લેવાના બાકી છે બહુ નહીં એ જોઈ લઈશું ચાલો ને હિસાબમાં જે હશે એ હા વાંધો નહીં વાંધો નહીં હા ઓકે ઓકે હા